ભારતના સૌથી મહત્ત્વનાં સ્થળ અને પ્રવાસીનાં આકર્ષણમાં સોમનાથ મહાદેવ કાશી વિશ્વનાથ મહાદેવ કેદારનાથ મહાદેવ દ્વારકા ગુજરાતમાં આવેલું દ્વારકાપીઠ મહાદેવ પછી ગોવા ગોકુળ મથુરા કાશ્મીર અયોધ્યા શિમલા મનાલી જેવા મહત્ત્વનાં સ્થળો અને આકર્ષણનાં કેન્દ્રો આવેલાં છે એ સિવાય જમ્મુ કાશ્મીર લેહ લદ્દાખ જેવા બધાય ભારતનાં ફરવાલાયક અને મહત્ત્વનાં સ્થળો છે ભારત એક વિવિધતા સંપન્ન દેશ છે અને ભારતનું અધ્યાત્મિકતાથી ભરેલો પણ દેશ છે ભારતમાં આ બધા જે સ્થળો છે એ ખૂબ ફરવાલાયક છે એ જ રીતે ગોવાનો બીચ સોમનાથ જોડે આવેલો બીચ આ બધા બીચો પણ બહુ જ ફરવાલાયક અને મહત્ત્વનાં સ્થળોમાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે